મારું મનગમતું સાહિત્યિક પાત્ર તો વનેચંદ છે અને વનેચંદનો વરઘોડો હાસ્ય સાથે કરૂણ રસ અને જિંદગીના ઘણા પાઠ શીખવાડી જાય તેવું પાત્ર છે એટલે મારા માટે મનગમતું છે અને આ પાત્ર ખૂબ જ જિંદગીનાં જે વાસ્તવિકતા છે તેમાંથી કઈ રીતે માણસે સરસ રીતે પાર પડવું એના વિષે એક ખૂબ સરસ એ વર્ણવે છે પોતાની કરુણતા ઉપર હાસ્ય રસ ઉપજાવે છે અને એના ખુદનો લગ્નનો પ્રસંગ હોય છે અને તેમાં તેને એંબ્યુલન્સમાં જાન જોડી અને બીજા ગામ જાય છે અને ત્યાં જેવા પહોંચે છે તો ગામમાં તો સોંપો પડી જાય છે કે ભાઈ લગ્નનો પ્રસંગ છે અને એંબ્યુલન્સ કેવી રીતે ગામમાં આવી પણ જ્યારે ગામનાં લોકો જઈને જુએ છે તો કહે આ તો આપણો વનેચંદ વરરાજા છે આ તો અને વરરાજા એંબ્યુલન્સ લઈને આવે એવું તો કોઈએ ધાર્યું જ ન હોય તો આવા કેટ કેટલાય રમૂજી પ્રસંગો વર્ણવી અને ખૂબ સરસ મજાનાં જિંદગીના પાઠ શીખવી જાય છે એટલે મને આ વનેચંદ પાત્ર ખૂબ ગમે છે